મેં જ્યારે ફ્રી થાઉં છું કામમાંથી ત્યારે મેં ટીવી મોબાઈલનો યુઝ કરું છું તો મોબાઈલમાં યુટ્યુબમાં રસોઈ જોવાનું પસંદ કરું છુ તો રસોઈમાં જે અલગ અલગ જે એમાં વાનગીઓ આવે છે એ વાનગીઓથી મેં ઘરે પણ મારા ઘરે બનાવું છું તો છોકરાઓને એમને મજા આવે છે અને ટીવીમાં મેં ન્યૂઝ જોઉં છું ન્યૂઝમાં મને આજ તક ખૂબ જ ગમે છે ને તેમાં જે સુધીર ચૌધરીનો જે શો આવે છે તે મને ખૂબ ગમે છે અને બીજી મનોરંજનમાં મેં ક્રિકેટ બી જોઉં છું ક્રિકેટથી ક્રિકેટ જોવામાં મને મજા આવે છે અને ક્રિકેટમાં મને વિરાટ કોહલી અને રોહિત શર્મા ખૂબ જ પસંદ છે અને પછી એ સમયથી પછી મને ફ્રી ટાઈમ મળે છે ત્યારે મેં ઓલ્ડ સોંગ્સ સાંભળું છું જેમાં મને કિશોર કુમારના ઓલ્ડ સોંગ ખૂબ જ ગમે છે અને પછી અમે બધા બેસીએ છીએને ટીવીના મનોરંજનને જોઈએ છીએ અને નાટક જોઈએ છીએ